શરૂઆતમાં જે યોગની પ્રેક્ટિસ એ કરવી શું કામ જોઈએ એ બાબત માટે મારે મૂળ તો આકર્ષિત થવાનું એક જ કારણ હતું યોગ સાથે અને નેચરોપેથી સાથે સંકળાયેલા છીએ એટલે એક સત્ય અને એક તથ્ય એને આપને ખૂબ સારી રીતે જાણીએ છીએ એ સત્ય અને તથ્ય એ છે કે જો આપણું શરીર સારું હશે તો જન્મ પછી જ્યાં સુધી આપનું મૃત્યુ થાય એ વચ્ચેના સમયની જે જીવન યાત્રા છે એ યાત્રા દરમિયાન આપણું શરીર જો સારું હશેને તો જીવનના તમામ પ્રકારના સુખ આનંદ આપણે માણી શકીશું આ તથ્યને મેં સ્વીકારી લીધું એટલા માટે યોગને સતત ને સતત સાથે રાખ્યું સાથે ખાન પાન અટલે કે ક્યારે જમવું ક્યારે પાણી પીવું ક્યારે શું કરવું કેટલા સમયે ઉપવાસ કરવો ક્યારે શરીરને જરૂર પ્રમાણે માલિશ કરવું જે યોગનો પણ એક ભાગ છે તો એ બધી જ પ્રક્રિયા જે યોગમાં આવે છે એ તમામ યોગની પ્રક્રિયાઓ જે શરીર માટે ખૂબ જ અગત્યની છે અને ખૂબ જ સારી રીતે મદદરૂપ થતી હોય છે તો એ આપણે શા માટે ન કરવું જોઈએ બીજી વાત કરીએ તો આપને એક રોજિંદા જીવનની અંદર જે યોગ એટલે કે સવારે અડધીથી પોણી કલાક સુધી સૂર્યપ્રકાશની સામે આપણે યોગ કરીએ તો સાંજ સુધીનો જે સમય છે એ એટલો ખૂબ જ સારી રીતે જતો હોય છે અને યોગ નેચરોપેથીમાં ખ્યાલ છે કે કોઈપણ પ્રકાર નું જે એક્સરસાઈઝ છે એટલે કે કંઈપણ પ્રકારે આપણે એક્સરસાઈઝ કરીએ વ્યાયામ કરીએ તો એ વ્યાયામના કારણે આપણી શરીરની ઓરા બોડી આપણાં શરીરના અંગો આંતરિક અંગો એ પણ એટલા શુદ્ધ થતાં હોય છે કે જેના કારણે તમારી ઓરા બોડી શુદ્ધ થવાથી તમારા જીવનની અંદર આર્થિક સામાજિક માનસિક અને શારીરિક આ તમામ પ્રકારની જે પ્રક્રિયાઓ છે જે તમે ખૂબ જ સહેલાઈથી એના સોલ્યુશનો લઈ આવી શકો છો અને તમે પ્રાપ્ત કરી શકો છો આ રોજિંદા જીવનમાં યોગ આ રીતે આપણને ઉપયોગી થતું હોય છે જે મેં ખુદ અનુભવ્યું છે અને આજે મેં એની આપને વાત કરી છે